ભારતની કેટલીક જાણીતી નૃત્ય શૈલી છે તેમાંથી ભરત નૃત્ય ગરબા નૃત્ય આદિવાસી નૃત્ય કચી પૂડી નૃત્ય વગેરે છે તેમાંના ભારતના જાણીતા નૃત્ય કલા કલારા નિર્મળા છે નિર્મળા મણિપુરી નૃત્યનું નૃત્ય કરાવે છે આ બધા નૃત્યમાંથી સૌથી વધારે મને ગરબાનું પસંદ છે કારણ કે ગુજરાતમાં ગરબાનું બધા વધારે શોખીન હોય છે ગરબામાં માતાજીના નવદિવસ સુધી નવરાત્રિમાં માતાજીનો ઉપવાસ કરે છે પૂજા પાઠ કરે છે પૂજા પાઠ કરે છે અને મને ગરબાનો મારી ફ્રેન્ડને બધાંને અમને બધાંને ખૂબ જ શોખ છે ગરબાનો એમાં ગરબાના દિવસે અમે નવે નવ દિવસ ગરબા ગાવા જઈએ છીએ અમારા આજુબાજુના લોકો પણ ગરબા ગાવા આવે છે અને ગરબાના દિવસે હું અને મારા ફ્રેન્ડસ શું અમે સવારો સવાર સુધી રાહ ગરબા ગાઈએ છીએ અને અમે નવરાત્રિની ઘણી બધી રાહ જોઈએ કારણ કે મને નવરાત્રી ખૂબ જ ગમે છે નવરાત્રિમાં ગરબા નવ દિવસ આવે છે એટલે અમે નવે નવ દિવસ ગરબા ગાઈએ છીએ